મને તો પુસ્તક વાંચવાનો વિષય મને ગુજરાતી ગમે કેમ કે ગુજરાતી વિષય છે ને એક આમ સરળથી સમજાઈ જાય ને બીજા નંબરમાં આપણે ગુજરાતી ભાષામાં જ્યારે સર્જકો વાત કરે ને ત્યારે બહુ ગમે એમ જ્યારે ઝવેરચંદ વાંચીએ તો સૌરાષ્ટ્રની રસધારા એક બે તો એમાં જે વર્ણન કરેલું છે ગામડાનું લોકો જ્યારે એ હું વાંચુ ને ત્યારે મને એમ લાગે કે હું હજી આઠમું ધોરણ કે પાંચમું ધોરણ ભણતો અત્યારે ગ્રેજ્યુએસન હોવા છતાંય કારણ કારણ બસ એક પુસ્તક વાંચવાથી બહુ મનને બહુ શાંતિ મળે આપણે એક અલગ એક અલગ દુનિયામાં એક અલગ આપણી ઇમેજ આમ આપણા મનથી એક અલગ રીતે દુનિયામાં ફરતા હોય ને એવું એક ફિલ થાય એનું નામ પુસ્તક પુસ્તક વાંચવાથી જે વિચારો સે એ આપણા બદલે અને વિચારો બદલે એટલે માનવનું જે જીવન છે એટલે કે લોકોનું જે જીવનના વિચારોમાં ફેરફાર થાય તે માણસમાં જે સારી એવી પ્રામાણિકતા જેમ કે શિષ્ટ સાહિત્ય ના પુસ્તકો છે જેમ કે વિનય સંતાણી છે તો ઇ પ્રિયજન લખ્યું તો પ્રિયજન વાંચવાનું વારંવાર ગમે વારંવાર કેમ કે ગ્રેજ્યુએશન જે આપણો સમયગાળો છે યુવાની યુવાની સમયગાળો છે તો આપણે તો એવા વિનય સંતાણી છે તો ઇ પ્રિયજન લખ્યું તો એક એક સ્ટોરી એક વિયોગ એમાં વિયોગ બતાવે નિકેત ને જે ઉમા જે જેવા પાત્રો લઈને પ્રિયજન એટલે કે પ્રિય વસ્તુ કે જે એકબીજાને પરસ્પર ખેંચે પણ એને ભેગા થવા દેતા નથી એનું નામ પ્રિયજન એ બુકમાં મને તો બહુ બધું ગમ્યું કારણ ગમવાનું કારણ એ છે કે એમાં લવ સ્ટોરી છે પ્રેમનું વર્ણન કરેલું છે એ બધું બહુ બધું જોવા મળે બસ પુસ્તકનો આ જ એક વાંચવાનો જે વધારે ને વધારે જે આપણને મન ગમતું હોય એ વધારે ને વધારે આપણે વાંચીએ બસ આજ છે કે આપણને એ તરફ ખેંચે એ જો આપણો પ્રિય વિષય જો મારો પ્રિય વિષય તો ગુજરાતી છે જેમ પ્રિય વિષય ઇંગ્લિશ હોય તો શેક્સપિયરની આપણે વાંચી શકીએ કારણ કેમ કે ઇંગ્લિશ જે આવડતું હોય જે જે ભાષામાં જેને ગમતું હોય એની માટેનું છે મને તો ગુજરાતી ગમે છે હું તો ગુજરાતીમાં વારંવાર પુસ્તકો રામ મોરી જે મહોતું નામનું પુસ્તક બહાર પાડ્યું બહુ જબરજસ્ત જે જે વાર્તાઓ છે એની મહોતું બળત્રા ઠેંસ વાવ જેવી વાર્તાઓ છે એ વધારે ને વધારે ગમે છે કારણ સ્ત્રીઓની જે વેદનાઓ છે જે પીડાઓ સે જે ગામડામાં રહેલી સ્ત્રીઓ જે રીતે પિડાતી હોય એનું વર્ણન રામ મોરી કેવું રામ મોરી કેવું બેસ્ટ કેવું મસ્ત કર્યું છે એ આપણને વારંવાર ખેંચે છે કારણ આપણે એક એક સૌરાષ્ટ્રના જે લેખક રામ મોરી છે એ એ એ જ્યારે લખતા હોય ત્યારે તેમજ લાગે કે આ વસ્તુ તો આપણે જ આપણે જ ખુદે આપણને ફિલ થાય કે આ આપણા લોકોનું જ વર્ણન છે કારણ કેમ કે આપણે સૌરાષ્ટ્રના છીએ ને સૌરાષ્ટ્રમાં રહે રહેતા હોય એ લોકોને તો એ તરત સમજાય કાઠિયાવાડી બોલી છે એ લોકોને તરત સમજાય એટલે જે જે લોકોનો જે વિષય સે એ લોકો વિષે એ એ લોકોમાં એ એના પુસ્તકો એ લોકો વધારે વાંચતા હોય છે મારો વિષય ગુજરાતી છે ને હું હંમેશાં ગુજરાતીને જ મારું આપણી શિષ્ટ આપણી જે મૂળ ભાષા ગુજરાતી છે એને જ હું હંમેશાં આગળ આગળ આવી અને હું ઇંગ્લિશમાં થેન્ક યુ નહીં કઉં પણ હું ગુજરાતીમાં આભાર વ્યક્ત કરીશ બસ મને આ મારું મારી ભાષા ગુજરાતી મને બહુ ગમે છે